અમારું ખાણું બધાને સાથે લેવાનું તો અમને બહુ જ ગમે છે કેમકે બધાની સાથે ખાવાની જે મજા છે તે અમને કેવી મજા છે કે તમે એક એકલા જ્યારે ખાવ તો ખાન ખા ખાવાનું ગમતું નથી પણ બધાની સાથે જો તમે બેસો તો ખાવાનું ડબલ ખવાઈ જાય છે અને બપોરનું કે સાંજનું એટલે આમંત્રણ પણ આવે તો પણ અમે લોકો જઈએ અને ભ ભેગા મળીને ખાઈએ છીએ ખાવાનું અને જ્યાં આપણે રહીએ ત્યાં આપણે ગેટ ટુ ગેધર કરતા હોઈએ છીએ બધા જ એકબીજાને ઉત્સાહથી અને પ્રેમથી બોલાવીને એકબીજા સાથે બપોરનું હોય કે સાંજનું હોય બસ સ સમય પસાર કરવાની જે મજા છે ભેગા મળીને ખાવાની જે મજા છે તે બહુ જ ગમે છે બધાને અને બધા જે સાથો ખાવાનું હોય તે અલગ અલગ વાનગીઓ ખાવા મળે બધાના ઘરે અલગ અલગ વાનગીઓ અલગ અલગ ટેસ્ટ આવે છે બધાના ઘરે કેમ કે બધાનું ખાવાનું ડિફરન્ટ અલગ અલગ હોય છે તો બધાની હાથનો જે સ્વાદ હોય છે એ પણ અલગ અલગ હોય છે એટલે બધા સાથે જે ખાવાની મજા છે એ અલગ જ મજા છે